ગુજરાતમાં વ્યાપાર ક્ષેત્રે પ્રદેશને આર્થિક વૃત્તિના વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોનું સરકાર દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે તથા વાયબ્રન્ટ ગુજરાતની અંદર ઘણાબધા એમોયુ કરવામાં આવેલા છે અને મેક ઇન ઈન્ડિયાની ખૂબ જ સારી પહેલ કરવામાં આવેલી છે મેક ઇન ઇન્ડિયાના ઓથા હેઠળ ઘણાબધા ધંધા રોજગારોને વેગ મળી રહ્યો છે અને તેનાથી સમગ્ર પ્રદેશનું ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે તે સિવાય ટેક્સટાઇલ ક્ષેત્રે અને બીજા અન્ય ઘણાબધા ધંધાના માટે ખૂબ જ સારો વિકાસ કાર્ય કરવામાં આવેલા છે